આજકાલ બહારથી બહારનું ખાવાનું ખૂબ જ પ્રચલિત છે તમારા ઘરે પણ બહારથી બધાને ખાવાનો બહુ જ ભાવે છે અને સૌથી વધારે બાળકોને ઢોંસા ખૂબ ભાવે છે તો મેં પણ વિચાર કર્યો કે ચલો મેં ઢોંસા બનાવાનો નક્કી કર્યું પણ મને ઢોંસા બનાવતા આવડતા નહિ હતા તો મેં યૂટ્યૂબમાં ચાલુ કર્યું ઢોંસા બનાવવાની પ્રોસેસ કરી પણ મેં જ્યારે ઢોંસા બનાવાનું શરૂ કર્યું તો પહેલાં મારાથી બન્યું જ નહિ અને ભારતનો નકશો જેવા ઢોંસા બન્યા પણ તો પણ બાળકોએ ખાઈ લીધા પણ પછી એ જ રીતે ફરી પાછી એનું પ્રયત્ન કર્યું કે ચાલો આજે આજે બી ટ્રાય કરી જોવ જો કદાચ મારાથી બની શકે છે તો મેં ફરી પાછું ઢોંસા બનાવવાનો પ્રયત્ન કર્યું તો થોડો બગડ્યું અને થોડો સારો બી થયો અને ફ ફ ફરી પાછી બીજી વાર ટ્રાય કર્યો તો બેસ્ટ બન્યો પણ આ બેસ્ટ બન્યો એમાંથી મને અનુભવ થયું કે આપણે કોઈ બી વસ્તુ ક ક કરવી હોય તો આપણે કરે શકીએ છીએ એમાં આપણો અનુભવ એ મળે છે કે કોઈ પણ વસ્તુ આપણી માટે હાર્ડ નથી જો આપણે કોશીશ કરીએ તો આપણે પાર પાડી શકીએ છીએ